હા મને સંગીત રિયાલિટી સો જોવાનું ખૂબ ગમે છે જેમાં ઇન્ડિયન આઇડલ સારેગામા પા લીટલ ચેમ્પિયન એવા ઘણા બધા ટીવી પર સો આવે છે અને તેમાં મને ખૂબ ગમે છે એ સારાં સારાં બાળકો પણ ખૂબ સાંરૂ ગાય છે અને નાનાથી મોટા લઈને બધા જ તેમાં ગાઈ શકે છે અને તેઓને તેઓ જીતે પણ છે અને તેઓ એટલું સરસ ગાય છે કે આ બધાને જ જોવાનું ખૂબ ગમે અને અમે બધા જ આવા રીયાલિટી સો જોઈએ છે અને એમાં ખૂબ મજા આવે છે નાના બાળકો ખૂબ સરસ રીતે ગાય છે અને મોટા પણ ખૂબ સારા ગાય છે આવા સો જેમાં નેહા કક્કડ એવા મોટા મોટા સિંગર ચૂઝ કરે છે કે કોણ સારું ગાય છે અને તેઓ આગળ વધે છે અને તે લોકોને ટ્રોફી પણ આપવામાં આવે છે આવી રીતે ખૂબ ગાય છે અને આગળ વધે છે મને સૌથી વધારે શુભોદીપ દાસ અને વૈભવ ગુપ્તા એ લોકો સારું ગાય છે અને અને ફૈઝ મોહમ્મદ ફૈઝ પણ ખૂબ સારું ગાય છે અને તેઓ ખૂબ આગળ વધ્યા છે અને તેઓએ તેઓને ટ્રોફી પણ મળી છે અને અને તેઓ જીત્યા અને ખૂબ સારું નામ કમાયું મને સિંગિંગ ખૂબ ગમે છે અને હું આ સિંગિંગ કરું પણ છું હું હું બાથરૂમમાં ગાઉં છું અને જ્યાં ફરવા જાય છે ત્યાં હું એકલી એકલી તો પણ ગાઉં છું કારણ કે મને ગાવાનો ખૂબ શોખ છે અને સારી રીતે ગાઈ શકું અને આવા સો જોઈને જ મને ખૂબ ઈચ્છા થાય છે કે હું પણ એવી રીતે ગાઉં અને એ લોકો મને આગળ વધારે અને હું પણ એવા એકવાર શોમાં જાઉં એવી મારી ઈચ્છા છે